હું જ્યારે કોઈ વાર્તા લખું છું ત્યારે મગજમાં નક્કી જ હોય છે કે કયા પાત્રને કેટલું વધારવું કેટલું ઘટાડવું બસ એ વિકસાવવા માટે કોઈ ખાસ પ્રક્રિયા તો છે નહીં પણ મારા મગજમાં જે વાર્તાઓ હોય છે એ મુજબ જ પાત્રનું માં એમ પાત્રનો વિકાસ કરું છું હું અને એ રસપ્રદ કોઈ પાત્ર હોય તો એની કોઈ ખાસ પ્રક્રિયા હું રાખતો નથી કારણ કે મારી કલ્પનામાં ઓલરેડી હોય જ છે કે આ પાત્રને આટલું જ રાખવું છે અને આ પાત્રને આટલું જ રાખવું છે પણ હા હું એક એ કહીશ કે આપણી આસપાસ જે ઘટનાઓ બનતી હોય છે આપણી આસપાસ રહેલા લોકો જે છે તેમનું નિરીક્ષણ કરીને હું કોઈ પાત્રમાં તેનો જે રગો છે એ એ પાત્રમાં હું ઢાળી શકું છું અને એ પાત્ર હું આસપાસ આપણી રહેલા કોઈ હોય તો આ પાત્ર કેવું વર્તન કરશે અથવા આ પાત્ર કેવી ભાષા બોલશે એ હું મારી કલ્પના મુજબ તે કરું છું નક્કી અને તે ખાસ કરીને તો શું છે કે આપણી આસપાસ ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે કે જે મતલબ એવી ઘટનાઓ હોય છે જે ક્યારેક તમારા હૃદય ઉપર એક છાપ છોડી જાય છે એટલે એ એ એ ઘટનાઓ જે બનતી હોય છે એ પાત્ર જે હોય છે એ પાત્રનું વર્તન આમ કેમ થયું અથવા એ પાત્ર આવું વર્તન શા માટે કરે છે એ જ તમે જ્યારે થોડું વિચારો એટલે ઓટોમેટિક તમને એ ખ્યાલ આવી જાય કે આ આ પાત્રમાં આપણે શું કરવાનું છે અને આ પાત્રને કેવું વર્તન કરતું બતાવું છે આપણે તો એ એક જ્યારે તમે કોઈ નિરીક્ષણ કરો છોને તમારા આસપાસ બની બની રહેલા બનાવોમાં કે કોઈ આડોશ પાડોશમાં કોઈ રહેતું હોય તો એના પર આધારિત કોઈ એ એ પાત્ર કેવું વર્તન કરે છે એના પરથી તમે એ પાત્રનું સર્જન કરી શકો છો અને હા લખવામાં એતો ખાસ ધ્યાન રાખવું જ પડે છે કે આ જે પાત્ર છે એ કેવું વર્તન કરતું બતાવાનું છે આપણે સારું વર્તન કરતું બતાવાનું છે કે ખરાબ વર્તન કરતું બતાવાનું છે એ અલગ અલગ પ્રક્રિયાઓ તમે આસપાસના નિરીક્ષણમાંથી કરી શકો છો અને હા એક તો એ એ હું કહીશ કે કોઈ જ્યારે તમે કોઈ કરુણ ઘટના લખો છો તો તે ઘટના ક્યારે બનેલી છે ને એ એ ઘટના વખતે એ જે પાત્ર છે એ પાત્રનું વર્તન કેવું હતું એ પાત્ર કેવું વર્તન કરતું હતું એ બોલચાલની ભાષા કેવું કેવી વાપરતું હતું એ બધું તમારે નિરીક્ષણ કરીને તમે એ બધું વિકસાવી શકો એટલે એ ખાસ એ એ ધ્યાન રાખવું પડે કે આ પાત્ર જે છે એ એ કયા સુધી તે પોતાનું વર્તન વધારી શકશે કે ઘટાડી શકશે એ બધું તમારે ખાસ ધ્યાન રાખવું પડે બસ એટલું તો ઘણું થઈ શકે કે આ કોઈ એ હા અને કોઈ તમે વાર્તા લખો છો તે તેમાં નાના નાના પાત્રો પણ હોય છે એ નાના નાના પાત્રો વાચક હોય છે તેના મગજમાં એ નાના પાત્રો પણ કોઈ છાપ છોડી જવા જોઈએ એ પ્રકારનું હું ધ્યાન રાખું છું કે આ નાનું પાત્ર છે તો એ શા માટે આ પાત્ર આ ઘટનામાં લીધેલું છે અથવા તો આવે છે એ વાચકોને ખ્યાલ આવી જવો જોઈએ કે આ પાત્રની જરૂર છે જ એવું ન બનવું જોઈએ કે આ નાનું પાત્ર છે તો એ આ જગ્યાએ ન હોત તો ચાલત આ વાર્તામાં પણ ના એવું ન કરી શકાય એ નાનામાં નાનું પાત્ર પણ આ વાર્તામાં જરૂરી છે એ ખાસ ધ્યાન રાખવું પડે એના એના માટે હું પણ એ વાતનું ખાસ ધ્યાન રાખું કે આ નાનામાં નાનું પાત્ર છે એ આ વાર્તામાં ફિટ થાય જ છે અને આ વાર્તામાં એની ખાસ જરૂર પણ છે જ